ગુજરાતી બહુ સમૃદ્ધ ભાષા છે અને એમાં દરેક પ્રકારનાં પુસ્તકો લખાય છે વર્ષોથી લેખકોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે એટલે જૂના સમયમાં ખૂબ વંચાતું એ પછી પણ વંચાતું અત્યારના સમયમાં એવી ફરિયાદ છે કે નવી પેઢી નથી વાંચતી અથવા બહુ ઓછું વાંચે છે પણ ખરેખર એવું નથી નવી પેઢી ઘણું વાંચે છે પણ એમના રસના વિષયનું વાંચે છે એમ કહી શકાય આપણે ગુજરાતી સિવાયની ભાષામાં પણ વાંચે છે ગુજરાતીમાં પણ વાંચે છે અને ગુજરાતીમાં અનુવાદિત થયેલાં પુસ્તકો પણ બહુ વંચાય છે એટલે અનુવાદની પ્રવૃત્તિ પણ ચાલે છે મુખ્યત્ત્વે યુવા વર્ગનો રસ નવલકથા અને વાર્તાઓમાં વધારે હોય એવું આપણે માનીએ પણ એવું નથી કવિતામાં રસ લેનારા પણ એટલા છે કવિતા નવા નવા કવિઓનો પોતાનું કામ કરતા હોય છે એ પબ્લિશ થાય છે અને સદ્ભાગ્યે અત્યારે સોશિયલ મીડિયા લોકોને માટે અવેલેબલ છે એટલે પોતાએ જે સર્જન કર્યું હોય એ માનો કે આર્થિક કારણોસર છપાવી ન શકે તો એ સોશિયલ મીડિયા ઉપર પણ પબ્લિશ કરી શકે પ્રકાશિત કરી શકે એવી સગવડ અત્યારે ટેકનોલોજીએ આપી છે એટલે હું એમ કહી શકું કે દરેક પ્રકારનાં પુસ્તકો લખાય છે પ્રકાશિત થાય છે અને વંચાય છે પણ એક સર્વે મુજબ જોઈએ તો સૌથી વધુ હજુ પણ વાર્તા એટલે નવલકથા ટૂંકી વાર્તા હોય કે માઇક્રો ફિક્સન હોય એ પ્રકારના પ્રકારનું સાહિત્ય છે એ વધારે લોકપ્રિય છે અને સોશિયલ મીડિયામાં પણ એ વધારે વંચાતું હોય છે એનાં પુસ્તકો વધારે છપાતાં હોય છે વધારે વેચાતાં હોય છે કવિતા એ સોશ્યલ મીડિયા ઉપર સૌથી વધુ લખાતું માધ્યમ છે એટલે કવિતાઓ અનેક કવિઓ નવા નવા કવિઓ લખે છે એમાં ગુણવત્તાવાળું બધુ હોય કે ના હોય પણ એમાંથી પણ ગુણવત્તાવાળા કવિઓ નીકળ્યા છે અને એમની કવિતાઓ વંચાય છે એ પછીના ક્રમે જોઈએ તો પ્રેરણાનાં એટલે કે મોટિવેશનલ જેને કહીએ છીએ એ પુસ્તકો પણ બહુ લખાય છે પણ મોટિવેશનલ સાહિત્ય મહદઅંશે વિદેશી ભાષાઓમાં અંગ્રેજીમાં અને બીજી વિદેશી ભાષાઓમાં વધારે લખાયું છે એટલે એ ભાષામાંથી થયેલા અનુવાદો એ આર્થિક રીતે પ્રકાશકોને પણ પરવડે છે એટલા બધા વેચાય છે અને નવી પેઢીને પણ એ વાંચવું ગમે છે એટલે અત્યારે જે મોટિવેશનલ લેખકો છે એ ખૂબ જ વંચાય છે અને એમાંથી પ્રેરણા લઈને ગુજરાતી લેખકો પણ પોતાનાં પુસ્તકો પણ ઘણાં લખે છે અને પ્રકાશિત કરે છે એટલે એમ કહી શકાય કે ગુજરાતીઓ વાંચતા નથી એવું નથી પણ વાંચે છે કદાચ છાપેલું પુસ્તક ઓછું વાંચતા હોય તો ઓનલાઈન વાંચે છે કોમ્પ્યુટરો ઉપર કે પોતાના મોબાઈલ ઉપર પણ વાંચતા હોય છે અને એને કારણે લેખકોનો એક નવો વર્ગ ઊભો થયો છે અત્યાર સુધી જેમને તક નહોતી મળતી લખવાની જેમનામાં કૌશલ્ય હતું લખી શકે એવી શક્તિ હતી પણ લખવું તો ક્યાં પ્રકાશિત કરવું છાપાઓને કે સામયિકોને મોકલે તો એ લોકો સ્વીકારે ન સ્વીકારે એમની મર્યાદાઓ હોય એટલે ઘણા શક્તિ હોવા છતાં લખતા નહોતા એ લોકો લખતા થયા છે એટલે હું એમ કહીશ કે સોસિયલ મીડિયા ઉપરનું સાહિત્ય છે એને પણ અવગણી શકાય નહીં ગુજરાતીઓ કહેવાય છે ખાવા પીવાના શોખીન છે એટલે રસોઈનાં પુસ્તકો પણ ખૂબ વેચાય છે દરેક પ્રકાશકો રસોઈનાં પુસ્તકોને પ્રાધાન્ય આપે એટલે કોઈપણ પુસ્તક પ્રદર્શનમાં તમે જાઓ એટલે રમૂજમાં એમ કહેવાય કે ખમણ ઢોકળા અને હાંડવો અને એની રેસીપી જાત જાતની અને એનાં પુસ્તકો ખૂબ જ વેચાય છે અને લોકો રસપૂર્વક વાંચે છે ખાસ કરીને ગૃહિણીઓ છે એ એનો મોટો ગ્રાહક વર્ગ છે એટલે ગુજરાતીઓ વાંચે છે ઘણું વાંચે છે કદાચ એમ કહીએ કે બીજા રાજ્યો જેમ મહારાષ્ટ્ર કે બંગાળ માં જેટલો છે વાંચનનો શોખ એટલો ગુજરતીઓમાં કદાચ નથી વિકસ્યો અને મજાકમાં એવું પણ કહેવાય છે કે ગુજરાતીઓ માત્ર પાસબુક જ વાંચે છે અથવા શેર બજારના આંકડા જ વાંચે છે પણ એ અડધો સત્ય છે હસવા માટે બરાબર છે પણ શેર બજારના આંકડાની સાથે સાથે એ સાહિત્ય પણ વાંચતા હોય છે હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે ગુજરાતી સિવાયની ભાષાઓમાં ખાસ કરીને અંગ્રેજીમાં વાંચવાનું વાંચવાનો શોખ નવી પેઢીએ કેળવ્યો છે એટલે અંગ્રેજીનાં અનેક પુસ્તકો ગુજરાતીમાં વેચાય છે ગુજરાતીમાં ગુજરાત રાજ્યમાં નાના નાના શહેરોમાં પણ પુસ્તક પ્રદર્શનોમાં અંગ્રેજી પુસ્તકોનો પુસ્તકોની સંખ્યા છે એ ધ્યાન ખેંચે એટલી હોય છે અને લોકો બહોળા પ્રમાણમાં ખરીદે પણ છે એટલે આમ જુઓ તો ગુજરાતી ભાષાનું ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય ઘણું ઉજળું છે ગુજરાતી ભાષામાં કામ કરવા માગતા લેખકો પ્રકાશકો એને ધંધાકીય રીતે પણ વિકસાવી શકે એવું છે અને નવી પેઢી છે એને ગુજરાતી ભાષા પ્રત્યે એ અભિમુખ કરવા માટે આપણા સાહિત્યકારો સાહિત્યિક સંસ્થાઓ દરેક શહેરો અને નાના શહેરોનાં ગ્રૂપો એ બધા કાર્યરત છે એટલે ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વધે છે અને દરેક પ્રકારનાં પુસ્તકો લખાય છે અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય કે ગુજરાતી નવલકથા વાર્તા ઐતિહાસિક નવલકથાઓ પ્રેરણા આપતાં પુસ્તકો રસોઈનાં પુસ્તકો અને ધાર્મિક પુસ્તકો પણ ખરાં એટલે ટૂંકમાં દરેક પ્રકારનાં પુસ્તકો વધુને વધુ પ્રકાશિત થાય છે લખાય છે વંચાય છે